હા નેન્સીબેન એક ઓર્ડર મળ્યો છે લોખંડનો સળિયાનો પંદર ટન જોઈએ છે તો શું શું ભાવ લગાડશો તમે હા તો કેવા સળિયાના કેવો સ્ટીલનો શું ભાવ છે અને લોખંડનો ઓકે તો હોલસેલમાં છે પંદર ટન જોઈએ છે તો થોડું ડિસ્કાઉન્ટ થશે પંદર ટન જોઈએ છે અને પેમેન્ટ કેવી રીતના કરવા પડશે કેટલા દિવસ સુધીમાં આપવાનું રેહશે

હા અને પેમેન્ટ માલ આપ્યા પછી મળે તો ચાલે કે પેલા જ આપવા પડશે બરાબર ને તે પહોંચાડવાનું છે સુરતમાં તો ટ્રાન્સપોર્ટ તમે કરી આપશો કે અમારે કરવું પડશે ઓકે સારું ચાલો